મારે તો બાલાજીનો આવી ગયો છે યાર સવારે જ આવ્યો એનો કેમ તે પણ અમુક વાત કરી દ્યોને એ લોકોને એજન્સીમાં મેં હજી સુધી સેલ્સમેન આવ્યો નથી સેલ્સમેન ઓર્ડર તો લઈ ગયો પણ હજુ સુધી માલ કેમ નહીં આવ્યો અમારે તો આવી ગયો આજે આજે જ આવ્યો માલ ગયા અઠવાડિયે જ આવ્યો તો માલ એનો નિરમા તમારે પાંચવાળા લેવાના કે દસવાળા દસવાળા નિરમા આમ તો આપણે પડે સાડા સાત રૂપિયે પણ આપણે કોઈ કોઈ બીજાને આપણે વેપારી ભાવે આપવો હોય તો એને આઠ સાડા આઠ રૂપિયે સાડા આઠ રૂપિયે આપી શકાય હું બીજાને આપું છું એ સાડા આઠ રૂપિયે લઈ જાય છે લેવા હોય તો બહુ બહુ તો નવ રૂપિયે ય લઈ શકાય ગ્રાહક ભાવ તો દસ રૂપિયા પણ આપણે અંદર અંદર આપણે કદાચ વાપરવો હોય કાં તો કોઈને આપવો હોય જે કોઈ બીજો વેપારી છે એની આગળ વેંચવાનો છે નવ રૂપિયા સુધી આપી શકાય એને સાળા આઠ કે નવ રૂપિયા જેવું ને નેસલેનું આવે છે ને અમારે ત્યાં બે દિવસ પહેલાં જ આવીને ગયો ઓર્ડર લઈને ગયો હતો એ રહ્યો કેમ તમારે ત્યાં આવતો નહીં એ બાજુ કદાચ એ બાજુનો રુટ નહીં હોય કાં તો એ બાજુનો કોઈ આવતું નહીં હોય વેપારી કોઈ બાકી સારું એવું હોય તો બેવાળી કોફી પણ કંઈ લેવાની છે તમારે તો એ સનરાઈઝ એય આવે છે ને નેસકેફે આવે છે હા તો આવે એ તો સનરાઈઝ પડી છે ને તમારે તે સનરાઈઝનો સ્ટોક તમારે રેગ્યુલર હોય છે એમ મેં અમુક વાર ઘણી બધી વખત એ લોકો પાસે મંગાવી છે પણ બરાબર આવતા નહીં એ લોકો હા તો પછી જો ફરી વખત ઓર્ડર લેવા આવે આવતા અઠવાડિયે તો આવતા અઠવાડિયે તમારી પાંચ પટ્ટી લખાવી દઈશું